મને તો પુસ્તક જ હાથમાં લઈને વાંચવાનું ગમે છે કારણ કે એના કાગળ હું અડી શકું છું એની સુંગધ અને પુસ્તક વાંચતા વાંચતા મને સુઇ જવાનું બહુ ગમે છે એટલે હું એ રીતે કરું છું અને ઓડિયો પુસ્તક મેં એક પેલું વાંચ્યું છે એનું નામ છે હાઉ કેન વિન્સ ફ્રેન્ડસ એન્ડ ઇનફૂઅન્સ પીપલ પછી રીચ ડેડ પુઅર ડેડ આવાં ત્રણ ચાર પુસ્તકો મેં વાંચ્યાં છે